હા બોલો જુવો બેન અત્યારના સમયમાં અમે છે ને પેટ્રોલ છૂટું નથી આપી શકતા કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય છે એના કારણે છે ને એ આપી જ નથી શકાતું સોરી એના માટે વા વા હું છે ને સમજું છું તમારી પરિસ્થિતિ બેન સાંભળો તમે તમારી પરિસ્થિતિ સમજી શકાય એવું છે સપોઝ મારી ગાડીમાં થ્યું હોય તો એ પણ હું સમજી શકું છું પણ એક એલાઉડ નથી એટલે નઈ આપી શકાય એના માટે તમારે બીજો કોઈ રસ્તો કરવો પડશે લાઈક એવી રીતે કે તમે બીજા કોઈ રિલેટિવ્સને ફોન કરો અને એને બોલાવો અને એની ગાડીમાંથી થોડું ઘણું પેટ્રોલ કાઢીને તમે પોચી જાઓ આવું કાઈ કરો બાકી અમે ન આપી શકીએ બેન પેટ્રોલપંપ ઉપર છે ને અલગ અલગ પ્રકારના કેમેરાસ લાગેલા છે અમારે એલાઉડ જ નથી તમે બોટલ લઈ અને પેટ્રોલ ભરવું એમાંથી અમારે પેટ્રોલ મેન છે જે ત્યાં ફિલઅપ કરતો હોય એ જોઈ જાય તો એની જોબમાં તકલીફ પડે કે પેટ્રોલપંપ જે માલિકનો છે એને તકલીફ પડે નોટિસો આવે આ બધાના જવાબ કોણ દે અમે તમારી સેવા કરવા જઈએ તો અમે પ્રોબ્લેમમાં મુકાઈએ તો આવું કઈ રીતે શકાય બેન પણ બેન એ કેન છે ને અમુક જ પ્રકારનાં પેટ્રોલપંપમાં હોય છે અમારી પાસે એ કેન નથી તમે બીજા કોઈ પેટ્રોલપંપ કે રિલેટિવ્સને બોલાવીને એ કેન લઈ આવો તો મને ભરી દેવામાં વાંધો નથી એ બરાબર છે પણ બેન બીજો રસ્તો કેવી રીતે કરી શકાય આમા તમે સમજો કે અમે આપી નથી શકાતું એ રીતે પેટ્રોલ તમે એક સિમ્પલ વસ્તુ છે કોઈ રિલેટિવ્સને તમે બોલાવો અને ઈ કોઈપણ બીજા પેટ્રોલપંપ થી આ કેન લઈ આવે તો અમારા પેટ્રોલપંપથી ભરી દેવામાં અમને વાંધો જ નથી હોતો એ ટ્રાઈ તમારે કરવાની છે

થોડીકવાર ખમો બેન અમુક કસ્ટમર જતાં રે ને અમુક કસ્ટમર જતાં રે ને પછી જુદી રીતે અમારે તમને આપવું પડશે કેમેરામાં ના આવે એવી રીતે તો આ કરીશું હા હા હા